મને એવું લાગે છે કે રમતનો ઉપયોગ આપણે રાષ્ટ્રીયય અથવા સાંસ્કૃતિક ઓળખની ભાવનાને ઉત્તેજન માટે ઉપયોગમાં લઈ શકીએ છે જેમકે આપણે ઓલમ્પિક રમતા ઓલમ્પિકનું ગોઠવીએ આપણા દેશમાં